હેલો કોણ વાત કરી રયુ છે

હું અવંતિકા વાત કરું છું હું ફૂડ ક્રિટિક છું તમારે ત્યાં હોટેલમાં હું જમી હતી હું અવંતિકા વાત કરું છું તમે કોણ અચ્છા તમે હોટેલના મેન શેફ છોને હા તો હું અવંતિકા છું ફૂડ ક્રિટિક જેણે તમારી હોટેલમાં જમયું હતું એ અમે વાસ્તવિક રીતે હાંજી તમારી હોટેલ ડોરેન્ટોમાં તમારી હોટેલ ડોરેન્ટો અમે જમ્યા હતા હું ફૂડ ક્રિટિક છું અવંતિકા અને હા અમે લોકો ઓડર નઇ અમે જમેલા હતા અમે તમારે ત્યાં ઇન્સ્પેક્શન માટે આવ્યા તા એટલે કે ચકાસણી માટે તમારા ફૂડને લઇને તમને જો યાદ હોય તો તમારા મેનુની તમે ખાસ ખાસ વિશેષ વાનગીઓ વિષે જણાવશો જેમકે પંજાબીમાં બે ચાર વાનગીના નામ જણાવો જી બોલો જી તો તમારું તમારું જે પનીર ટીકા છે એની વિધિ તમે મને જણાવશો કે તમે પનીર ટીકા કઈ રીતે બનાવો છો તમારી હોટેલમાં મેન શેફ તો તમે છોને તો તમેજ બનાવતા હો હાતો કઈ રીતે બનાવો છો તમે તો તમને એઝ અ શેફ એ ખબરજ નથી કે તમે તમારે હોટેલમાં કઈ રીતે બનાવો છો કે શું છે તો તમને ખ્યાલ હોવું જોએ કે પેલાતો શેફને ખબર હોવી જોએ કે ક્યા મસાલા કે ક્યા મસાલા કે શું પળે છે બરાબર છે જેમકે પનીર ટીકા બનાવો છો તો એનું બેસ શું છે તમારી ગ્રેવી છે તો તમને ઇ ખબર હોવી જોવેકે તમારી ઇ ગ્રેવીમાં શું આવે છે તમારે બધા તમારે ડુંગળી ટમેટાં લસણ આદું આ બધાને પેલા તમારે એક નોર્મલ

એકતો ફ્રાય કરેલું નતું અને બીજું ડુંગળી જેછેને ઇ કાચી લાગતી જેનો કાચો સ્વાદ આવતોતો તો આ વસ્તુ બરાબર નથી બરાબર છે આનાથી લોકોની હેલ્થ ઉપર ખુબજ ખરાબ અસર પળે તો તમારે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ આનાથી તમારા હોટલનું લાઇસન્સ કેન્સલ થઈ શકે છે તમે હોય ના હોય એનાથી કસોજ ફરક નથી પળતો જો તમે હોટલના હેડ શેફ છોતો તમારે એજ રીતે વર્તન કરવું પળે આ તમારી જવાબદારી છેકે તમે એ લોકોને શિખવાળો ઠીક છે